જરૂરી વિગતો માટે આ પ્રશ્ન પૂછવાનો છે એક નાની ટેક્સી ચાર વ્યક્તિ માટે નાની ટેક્સીનું ભાડું કેટલું છે બે મધ્યમ ટેક્સી છ વ્યક્તિ માટે મધ્યમ ટેક્સીનું ભાડું કેટલું છે આ માહિતી આપીને તમે નાની અને મધ્યમ ટેક્સીનાં ભાડાં વચ્ચેનો તફાવતને સ્પષ્ટ રીતે સમજી શકશો